મારું નામ મહેશ દલવાડી છે હું કંસારા બજારમાં રહું છું હવે મેં વાણિયાવળ ફ્લેટ લીધો છે કિશન સમોસાના ખાંચામાં તો મારે અહીંથી ગેસ લાઈન કેન્સલ કરાવવાની છે અને તે ટ્રાન્સફર કરાવી દેવાની છે તો આધાર કાર્ડમાં મારે શું શું ડોક્યુમેન્ટ આપવા પડશે અને કઈ જગ્યાએ આપવાના તો મારે કેટલા દિવસની અંદર એ થઈ જશે તો વિગતવાર કેમની જે મને જણાવો તો મને ખબર પડે તો એમાં ડોક્યુમેન્ટ તો હું તૈયાર કરી દઉં અને આપી દઉં તો ખબર પડે